હા પુસ્તકો ઉપરાંત હું સામયિક બ્લોગ અને અખબાર વાંચું છું અખબારમાં જોઈએ તો હું અલગ અલગ સમાચાર પત્રો વાંચુ છું જેમાં ગુજરાત સમાચાર છે સંદેશ છે દિવ્ય ભાસ્કર છે અને સામયિકોમાં જે અઠવાડિયે એક સામયિક આવે છે પછી શાળાના સામયિક આવે છે અને ઓનલાઇન બ્લોગ પણ રીડિંગ કરું છું ઓનલાઇન બ્લોગમાં પણ ઘણી બધી માહિતી હોય છે સમાચાર પત્ર જે છે એ રોજની રોજ માહિતી આપતા હોય છે એટલે મને સમાચાર પત્રો વાંચવામાં ખૂબ મજા આવે છે અને એમ નવી નવી ઈન્ફોર્મેશન્સ પણ હોય છે અને બીજું કે કોઈ પણ સામયિકમાં એવું જ છે સામયિકમાં લેખો સારા આપેલા હોય છે કવિતાઓ એમાં પછી આ જે અલગ અલગ શાયરી હોય જે લેખકોએ લખેલી હોય અને બ્લોગ બ્લોગમાં એક સારી ઇન્ફોર્મેશન આવે છે તો આ બધું વાંચવાની ઘણી મજા આવે છે એટલા માટે હું આ બધું રીડિંગ કરું છું આ બધું વાંચું છું